ભારતમાં ઉધોગો સાહસિકો માટે નવું નવું કરવા માટે ભારત સરકારે લોન આપવી અલગ અલગ રીતે લોકોને મદદરૂપ થવું જોઈએ લોન આપીને સબસિડી આપીને અને એમને અલગ અલગ સંસાધનો આપીને દરેક રીતે એમને મદદરૂપ થવું જોઈએ આજે જે છે હાલત ખરાબ છે ધંધાની રીતે કોઈ મતલબ કે સારો સમય નથી